ગુજરાતમાં મનોરંજન અને રાત્રિ જીવનમાં મુખ્ય જિલ્લાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અમદાવાદનું નામ હું એમાં મોખરે છે ત્યારપછી સુરત વડોદરા અને રાજકોટ પણ એમાં આપણે જોડી શકીએ અમદાવાદમાં મુખ્યત્ત્વે જે માણેકચોક વિસ્તાર છે કે દિવસ દરમિયાન ત્યાં માર્કેટ હોય છે બજાર અને રાત્રે એ આખું ત્યાં ખાણીપીણીમાં આખું બધું ફેરવાઈ જતું હોય છે માણેકચોકમાં ખાણીપીણી માટે તમે તમને બધા રાજ્યોની અલગ અલગ જે ફેમસ વાનગીઓ છે જે બધી ડીશીસ એ ત્યાં એક જ જગ્યાએ તમને મળી જાય છે જે જનરલી આ રાત્રિ જીવનનો ત્યાં અમદાવાદ સિટીનાં લોકોનો એક રાત્રિ જીવનનાં માટે એક મહત્ત્વનો ભાગ ત્યાં ભજવે છે જે ત્યાર પછી વાત કરીએ તો વડોદરા છે તો વડોદરામાં પણ ત્યાં રાત્રિ બજાર છે ત્યાં રાત્રે વડોદરાનાં લોકો ખાણીપીણી માટે આવતા હોય છે જે આખી રાત ત્યાં ત્યાં મતલબ અલગ અલગ જે ફેમસ જગ્યાઓ છે રાત્રિ બજારની ત્યાં લોકો ખાતા હોય છે ત્યારપછી આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં જનરલી કોઈ એવું અમદાવાદ કે રાજકોટની જેમ કોઈ ફિક્સ કોઇ સ્થળ નથી કે લોકો ત્યાં જ મળે રાજકોટ સીટીનાં લોકો અલગ અલગ એરીયાઝમાં રાત્રિ જીવનમાં એ લોકો હોય છે જનરલી કાલાવડ રોડ છે તો ત્યાંની બે ત્રણ જગ્યાઓ અને કાફે છે ત્યાં લોકો નાઈટઆઉટ કરતા હોય છે બાકી ત્યાં હાઇવે ઉપર લોકો હાઇવે ઉપરની હોટલો અને રેસ્ટોરન્ટોની બહાર જ્યાં બેસવાની વ્યવસ્થા છે સારી ત્યાં લોકો પોતાનો ફેમિલી સાથે રાત્રે ટાઈમ સ્પેન્ડ કરતાં હોય છે જનરલી શનિવારના રાત્રે તો રાજકોટની અંદર લોકો વધારે નીકળતા હોય છે અને ત્યાં હેંગઆઉટ કરતા હોય છે